હા જય શ્રી કૃષ્ણ બેન કેમ છે હ અવાજ કપાયસ તમે કેમકે યસ અમારે એ નવરા ના થાય પહોંચે નહીં એકલા હાથે તમારે તો તમારા હોય ઘરે એટલે વાંધો ના આવે અટલે દવાને એવું છાટ્યું હશેને અરેરે ધ્યાન રાખજો તોય

વરસાદ કેવો છે અમાર તો આ બાજુ વરસાદ એવો નથી આવતો બોલો આ દારમાં પાણી છે તો વાંધો નથી આવતો બાકી તોય એકવાર વરસાદ આવી જાય તો સારું રહેને એમ હા હવે એ તો તમારા ભાઈ જોશે એ સારું ચાલો આવજો ત્યારે આ બાજુ